ગુજરાતમાં પૂજાતા મુખ્ય ધર્મ ગુરુઓ કે પ્રતિમાઓની જ્યારે હું વાત કરું ત્યારે ધર્મ ગુરુઓની વાત તો ઠીક છે પણ એ સાથે સાથે જો હું આજે હું બાર જ્યોતિર્લિંગની વાત કરું તો સોમનાથનાં જ્યોતિર્લિંગને હું કેવી રીતે ભૂલી શકું છું વેરાવળથી ખૂબ જ નજીક વિસ્તારમાં આવેલાં સોમનાથમાં મહાદેવનું જ્યોર્તિલિંગ કે જે બહુ જ પૂજનીય છે સમુદ્ર કિનારે પાસે આવેલું જ્યોતિર્લિંગ જે બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ તરીકે ગણવામાં આવે છે ત્યાંનો ત્યાં દરેક વખતે શ્રાવણ મહિનાના દરમ્યાનમાં લોકો ત્યાં મહાદેવની શિવલિંગની સોમનાથ મંદિરમાં પૂજા કરવા જતાં હોય છે અને સાથે સાથે એ બાબતે કે ત્યાં પાછળ જ એ એને એ મંદિરની પાછળ બહુ જ મોટી બધી ગાથાઓ છે કથાઓ છે એમ અને સાથે સાથે ત્યાં જે પણ ધર્મગુરુઓ છે તેઓ તે મંદિરની અને તે શિવલિંગ છે તેની પ્રતિમા છે તેની પૂજા અર્ચના રોજ કરતા હોય છે તેને સાર શૃંગાર જે પણ હોય તેને પ્રસાદીથી માંડીને આરતીથી માંડીને જે પણ પ્રોસેસ હોય એ બધી એ લોકો કરતા હોય છે આજે વાત કરીએ તો મોરારી બાપુની તો મોરારી બાપુ કે જે કથાકાર છે અને સાથે સાથે એ બહુ સારા એવા સ્પીકર પણ છે કે જે ધર્મનાં ક્ષેત્રે સાહિત્યનાં ક્ષેત્રે ઘણાં બધા આપણને નોલેજ આપતા હોય છે એમ એના સિવાય એવા ઘણા બધા આજે સાહિત્યકારો છે જેમકે માયા ભીર આહિર છે જે ડાયરાના કલાકારો છે કે જે જીગ્નેશ કવિરાજથી માંડીને જે ભુવન જે વ્યક્તિઓ છે જે વ્યક્તિઓ આજે ધર્મને આગળ વધારવા માટે ધર્મનાં ક્ષેત્રે લોકો આગળ વધે ધર્મને અનુસરે એ રીતે દરેક લોકો અને પ્રેરતા હોય છે અને એવી ઘણી બધી પ્રતિમાઓ છે ભગવાનની કે જ્યાં તમે જુઓ કે આજે ઉજ્જૈનની અંદર કાલ ભૈરવ દાદાનું મંદિર છે કે ત્યાં એવો ચમત્કાર છે કે ત્યાં કાલ ભૈરવ દાદા પ્રસાદિ રૂપે દારૂનું સેવન કરતાં હોય છે અને ત્યાં તમે જોશો તો એ ચમત્કારી મંદિરમાં તમે ત્યાં જઈને એકદમ અભિભૂત થઈ જશો અને એવી ઘણી બધી ગુજરાતની પ્રતિમાઓ છે જેમકે આજે તમે જોવા જઈએ તો બહુચરાજી પાસે બહુચરાજી માતાનું મંદિર છે અંબાજી પાસે જઈએ આપણે ઇડરથી થોડેક આગળ તો ત્યાં અંબાજી માતાનું મંદિર છે એવા ઘણા ગુજરાતની અંદર મંદિરો છે દ્વારકાની વાત કરીએ તો શીરડીની વાત કરીએ તો એવાં ઘણાં બધાં જ્યોર્તિલિંગ છે એવાં ઘણાં બધા ભગવાનનાં મંદિરો છે અને સાથે સાથે એવા ઘણા બધા ધર્મ ગુરુઓ છે કે જેઓ સમાજને આગળ લઈ જવા માટે સમાજનાં સુધરાણા માટેનાં કાર્યો કરતા હોય છે